હા તમે સ્પોર્ટ્સ કોચ સિતાલી મેમ બોલો છો હા હું છેને સિધ્ધાર્થની મમી બોલું છું અને મારી તમારી પાસેથી ક્રિકેટ કોચિંગ માટેની ડેટેલ્સ લેવી હતી

અચ્છા ઓકે ઓ ઓ તમે મને સજેસ કરો કોઈ કોચીસ અને ફીને બધી ડિટેલ્સ એના વિશે જણાવો

એમા છેને મારો સન છેને એને ક્રિકેટમાં બહુ જ રસ છે મતલબ અમારી સોસાયટીનો વિરાટ કોહલી જ ગણાએ જ છે જ્યારે જોયો ત્યારે છકા ચોંકા બાઉન્ડ્રી જ માર તો હ હ હ હ બરાબર છે હા બરાબર છે હા બરાબર તો મને થોડુંક ફીસ વિશે જરાક ફોનમાં જ કઈ દેજોને તો હું અત્યારે જ નક્કી કરી લઉં ઓકે ઓકે હા મને આજ નંબરમાં ટેક્ષ કરી દેજો અને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ઓકે આપણો સૌરાષ્ટ્રની વચ્ચેથી જ ઓકે ઓકે થેન્ક યૂ